અત્યારે જોવા જઈએ તો ઇનઓર્બિટ મોલ છે જે વડોદરામાં આવેલો છે જે જ્યાં લોકો મોસ્ટલી ટાઈમ પાસ કરવા માટે જતાં હોય છે ત્યાં પોતાનો ટાઈમ કાઢવા માટે જતાં હોય છે કેમકે અહીંયા બહારે રહી રહીને કંટાળી ગયા હોય છે તો અંદર સારી એસીની હવા પણ મળે છે જેથી બેસીને વાર્તાલાપ પણ કરી શકે છે